હા અરે સાંભળ યાર સ્વીગીમાં મેં ઓર્ડર કર્યો છે તેમાં એકચુલી વધારે મારાથી ઓર્ડર થઈ ગયો છે ભૂલમાં જે નહોતું કરવાનું તેમાં મારાથી ઓર્ડર થઈ ગ્યો છે તો જે નથી કરવાનું તે થઈ ગયું એના માટે તું એક કામ કર તું સ્વીગીમાં ફોન કર અને તું એ ઓર્ડર કેન્સલ કરાવ એમાં જે જે વધારાની એકસ્ટ્રા વસ્તુ છે એ કેન્સલ કરાવ ઓર્ડર આખો કેન્સલ નહીં પણ ઓલું જે નથી જોઈતું તે વસ્તુ આપણે કેન્સલ કર આપણે એકદમ સાદું ભોજન મંગાવ્યું છે ખાવા માટે તો તું એક કામ કર કોઈ જેમ આ જેમ કે પીઝા અને બર્ગર ને એવું બધું એડ થઈ ગયું છે તેને તું કેન્સલ કર કૉલ કર કસ્ટમરમાં અને તું એને કેન્સલ કરી અને આપણી માટે સારું જેમ કે શાક રોટલીને આપણે મંગાવ્યું છે તે તેની સાથે તું એક કામ કર છાશને એ બધું પણ ઓર્ડરમાં એડ કરી દે તેનાથી આપણે શું ખાઇશુંને તો જલ્દી ખાવાનું પચી જાય એને સાદું કહેવાય છાશ ને એ બધુ પીવું તો તું બાકીની વસ્તુ દૂર કરાવ અને જે એ આપણે જે સારું સાદું ભોજન ખાવું છે તે જ મંગાવ ખાલી